હેલ્લો જયેશભાઈ બોલો ખોડીયાર મોબાઇલ સ્ટોરમાંથી મારું નામ સિદ્ધાર્થ જોશી બોલું અમદાવાદથી કેમ છે તબિયત પાણી બરાબર બસ બસ આનંદ હવે મારે છે ને એક વસ્તુ પૂછવી હતી તમને જયેશભાઈ મારે પોક પોકો એક્ષ ફાઇવ ફોન આવે ને ફાઈ જી એ પરચેસ કરવો હતો સાહેબ મારે કારણ કે શું હમણાં ફાઇવજીનો જમાનો છે આપણે મેં કીધું મારા ફોનમાં ફાઇજી સપોર્ટ કરતું નથી બીજો નવો ફોન લઇ લઇએ ફાઇજી માટે

મને મને અને જે આઠ જીબી રેમ અને એકસો અઠ્ઠાવીસ જીબી રોમ એ બ્લેક બ્લેક કલર જ જોઈએ આમ તો ઓકે

જી ઓકે બરાબર બરાબર બરાબર રીઝલ્ટ આવશે બરાબર એમાં પણ ચોંસઠ ભલે રહ્યો ક્યાં આપણે ક્યાં ફોટોગ્રાફર આપણે ક્યાં ફોટોશૂટ કરવા જવું તું આ તો જરાક વાત થાય

ઓહોહો

બસ બસ પ્રશ્નમાં તો એક પ્રશ્ન મૂળ હોય કે એ શું કિંમતનો છે આપણને પરવડવું જોઈએ એમ

ઓકે ના ના આપણે આઠ એકસો અઠ્ઠાવીસવાળો બરાબર છે પણ એમાં હવે તમે શુ ડિસ્કાઊંટ કરી આપશો મને અને કેવી રીતનું પેમેન્ટ ઓપ્શન છે ને એ બધુ મને જરાક જણાવશો હા બરાબર

ચાર હજાર જેવું થાય બરાબર છે અને એમાં ઈ એમ આઈ ઈ એમ આઈ થાય

એમ નહીં એટલે ઇ એમ આઈ કરી બરાબર એમાં કઈ રીત ને એમાં આપણે કેશબેક આવશે કે નહીં આવે એચડીએફસીનાં કાર્ડથી હા હા ક્રેડિટ કાર્ડ હોં તો તમે મોકલાવી દો આજે કે હું આવું હું દુકાને કે શું કરું હવે સાંજે આવું ચાલો આઠ વાગે હોં ઓકે જયેશભાઈ ઓકે થેન્ક યુ